હા હું ન્યૂઝપેપર વાળો બોલું છું હા હું ન્યૂઝપેપર વાળો બોલું છું હા મારે સર હું તમને ન્યુઝપેપર ડેયલી અહીંયા તમે રહેવાનું ક્યાં સર રાજપીપળામાં કઈ જગ્યાએ સર વડીયા ઓકે અછા ઓકે ઓકે પૈસા પૈસાનું આપણે નક્કી પછી કરીશું પહેલા તમારે ન્યૂઝ આમ શું કહેવાય કેટલા ટાઈમ માટે તમારે ન્યુઝપેપર બંધાવવું છે શું છે તમારા કેટલા ઘરે અં ન્યૂઝપેપર આપવા આવવાનું છે કે એક જ એક જ જગ્યાએ ન્યુઝપેપર આપવા આવવાનું છે ઓકે ઓકે ઓકે સર હા હા સવારમાં સર જોવોને સાડા પાંચ પોણા છની આસપાસ ન્યુઝપેપર આવી જાશે મારો એક માણસ છે એ ત્યાં ન્યુઝપેપર તમને ડિલિવર કરી જશે અને આગળ પાછળ મોડું થાય તો એવું હોય તો સર તમારે કોલ કરીને જણાવી દેવું અથવા તો મોડામાં મોડું સર પંદર વીસ મિનિટ આગળ પાછળ થઈ શકે વાંધો નહીં ને નહીં નહીં એ સર એ સર થોડુક અમે પૂરતો ટ્રાય કરીશું કે સર તમારે સુધી ન્યુઝપેપર સમયસર પહોંચાડી દઈએ સમયસર પહોંચાડવાનો ટ્રાય કરીશું સર અમે હા હા મારે સર અમારે સર હું પણ રાજપીપળામાં જ રહું છું રાજપીપળામાં સફેદ ટાવર સફેદ ટાવર આગળ મારે રહેવાનું થાય બસ સ્ટેન્ડથી થોડું આગળ આવે હા હા અને તમારો હા હા કાલથી કરી દઈશું અને મહિનાનો રેટ સર ત્રણ સો ને પચાસ રૂપિયા રહેશે ઓલ ડેઝ હા ઓકે થેન્કયૂ એન્ડ થેન્કયૂ